નૃત્ય હું કોઈ પાસે શીખી નથી પણ મારો નાનપણથી એક શોખનો વિષય રહ્યો છે એના માટે મેં કોઈ તાલીમ નથી લીધી કે કોઈને કીધું નથી કે મને શીખવો પણ ટીવીમાં અથવા કોઈ જગ્યા પર કોઈ ક્લાસ ચાલતા હોય ત્યારે હું એને શીખી લઉં છું મારામાં કેચઅપ કરવાની પ્રભુત્ત્વ છે અને હું સારી રીતે આ વસ્તુને કેચપ કરી શકું છુ મેં ઘણી નાની મોટી સ્કૂલોમાં નાનાં બાળકોને નૃત્ય કરતા ફ્રી ડાન્સ કરતા શીખવ્યા છે અને બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે નૃત્ય એક ખુશી માટેની કળા છે તમે મનથી જયારે ખુશ હો છો ત્યારે ખૂબ દિલ ખોલીને નૃત્ય કરી શકો છો ફ્રી ડાન્સ ક્લાસિકલ ડાન્સ તમને તમારું મન જયારે ખુશ હોય ત્યારે તમે બહુ દિલથી કરી શકો છો અને કોઈપણ નાના પ્રસંગમાં જયારે નૃત્ય કરવાનું હોય છે ત્યારે કોરીઓગ્રાફર તરીકે મને પસંદ કરે છે અને હું એક સારી કોરીઓગ્રાફર તરીકે અત્યારે કામ કરુ છું મેં મારી પોતાની નૃત્ય રચના તો કરી નથી પણ જ્યારે પણ હું કોઈક પ્રસંગમાં કરું છું ત્યારે લોકોને એ નૃત્ય બહુ ગમે છે મને એવું લાગે છે કે દરેકે પોતાનાં જીવનમાં નૃત્યનો શોખ તો રાખવો જ જોઈએ કારણકે નૃત્ય કરવાથી માણસનું મન પ્રફુલ્લિત થાય છે અને કદાચ ઘણી વખત પોતે ન બોલી શકનાર લાગણીઓ નૃત્ય દ્વારા એ વ્યક્ત કરી શકે છે ઘણી વખત આપણે બોલીએ છીએ ને કે બહુ દિલ ખોલીને એણે ડાન્સ કર્યો છે તો એ મને એવું લાગે છે કે નૃત્ય એક એક્સપ્રેસ કરવાની પણ એક એવી રીત છે કે જયારે માણસ બહુ ખુશ છે ત્યારે એ કરી શકે છે ઘણી વખત ઘણું દુઃખી હોય ત્યારે પણ એ નૃત્ય દ્વારા કહી શકે છે હા હું ઉદાસ છું મારું મન ઉદાસ છે અને ઘણા એવા પ્રસંગો બને છે કે જેમાં નાના બાળકો નૃત્યની તાલીમ લઈને એટલા આગળ વધે છે કે કદાચ એ એજ્યુકેશન લાઈનમાં એટલા આગળ નથી વધી શકતા એટલા એ નૃત્યની લાઈનમાં આગળ વધી શકે છે આજે આપણાં ઇન્ડિયન કલ્ચરમાં ભારતીય સંસ્ક્રૃતિમાં ભરતનાટ્યમ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ભારતનાટ્યમ દ્વારા અહીંનાં બાળકો તાલીમ લઈને વિદેશોમાં પણ ક્લાસ ચાલુ કરે છે જયારે અત્યારના ઇન્ટરનેટના જમાનામાં આપણે જોઈએ છીએ વોટ્સપ ઇન્સ્ટાગ્રામ નાની નાની બે બે મિનિટની રીલ્સથી લોકો ડાન્સની કળા શીખી લે છે અને એને બહુ સારી રીતે બીજાને શીખવી પણ શકે છે તો હું એવું માનું છું કે દરેક લોકોએ ડાન્સમાં નૃત્ય કળામાં પોતાની એક છુપાયેલી જે કળા છે તેને બહાર લાવીને એને ખૂબ સરસ રીતે લોકોમાં બતાવવી જરૂરી છે